રોજિંદા જીવનમાં વપરાતા ગુજરાતી ભાષાના અમુક શબ્દો જેમાં રૂઢીપ્રયોગો તો એમાં એમ કે અવાજ ઉઠાવવો એટલે કે વિરોધ કરવો આંખ ભરાવી કે રડવું આંખ લાલ કરવી એટલે ગુસ્સો કરવો પેટ નો આપવું એ રહસ્યને છુપાવવું અને કહેવતોની વાત કરીએ તો જેમાં જેમકે અધૂરો ઘડો વધારે છલકાય એનો મતલબ કે ઢમ ઢોલ માંહે પોલ ખાલી ચણો વાગે ઘણો બીજું કે ભૂત મરે ને પલીત જાગે એટલે કે બકરી કાઢતા ઊંટ પેસ્યું કાંકરે કાંકરે પાળ બંધાય એટલે કે ટીપે ટીપે સરોવર ભરાય બોલે તેના બોર વેચાય એટલે કે માંગ્યા વિના મા ય ન પીરસે